યોગ શરીરને સુંદર સુધડ બનાવવા માટે કામ કરે છે યોગ કરવાથી શરીરને શરીરના તમામ અંગો મજબૂત બને છે

કાયા સુંદર દેખાય છે યોગ શરીર માટે શારીરિક મજબૂતીનો પાયો છે છે નહીં કે સંતોષ વ્યક્ત કરવા માટે છે અનાસક્તિ યોગ છે જેઓ જેવો તત્વો યોગ પોતાની મરજીથી કરવામાં આવે તો જ યોગ કરનારી વ્યક્તિને વધુ પ્રેરણા મળે છે જો તમે કાયમ માટે યોગ કરી શકો તો તમે નિરોગી રહી શકો છો સંતોષ એ વ્યક્તિનું પૂર્ણવિરામ છે જ્યારે યોગ અલ્પવિરામ ગણવામાં આવે છે માટે યોગ કરતા રહો અને સ્વસ્થ રહેતા રહો